રમત ગમત શ્રેષ્ઠ બરાબરીની ભાવના વિકસિત કરે છે જે શૈક્ષણિક સંસ્થાઓમાં સમાન અવસરે શારીરિક આરોગ્ય અને ટીમ વર્ક શીખવીને સામાજિક અને ધાર્મિક તફાવતો ઘટાડવામાં મદદરૂપ બને છે